મારા ઘર પાસે એક હું વલસાડ રહું છું અને ત્યાં તિથલનો દરિયો છે ત્યાં ઘણાં બધાં પ્રવાસીઓ આવે છે અને તેમને સાથે વાતચીત કરીને મને એવું લાગ્યું કે કે તે સ્થળ પર ફરવા લાયક ત્યાં મંદિર છે સ્વામિનારાયણનું મદિર છે એ બધુ જોઈને મને લાગ્યું કે